અમારા વિસ્તારમાં આદિવાસી કલા ખૂબ જ સારી રીતે પાંગરી રહી છે આદિવાસીઓને ખૂબ જ પછાત જાતિમાં ગણવામાં આવે છે આદિવાસીઓનું ભટકતું જીવન કે ઝૂંપડીઓમાં કે કાચા મકાનોમાં જંગલ વિસ્તારોમાં રહેવું તેઓના ઘરની નજીકની નાની અમથી જગ્યામાં ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવવું તેઓની હસ્તકલાનું જો વાત કરું તો તેઓ ખૂબ જ સરસ રીતે સૂપડાં ટોપલીઓ ઘણી સારી વણાટની વસ્તુઓ બનાવી તેઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં છે આજકાલ આપળે સૌ જાણીએ છીએ કે લોકો રૂબરૂમાં શોપિંગ કરવા કરતાં પણ ઓનલાઈન શોપિંગ કરવું વધારે પસંદ કરે છે આદિવાસીઓ પોતાની જે કલા છે તેને આ રીતે બનાવીને ઓનલાઈન તેઓનું વેચાણ કરી રહ્યા છે બજારોમાં જઈને પોતાની દુકાનો ખોલીને લોકોને તેના વિષે સમજાવી રહ્યા છે આપી રહ્યા છે અને તેઓની હાથ બનાવટની જે સાદડીઓ છે કે સૂપડાં છે ટોપલીઓ છે હાથ બનાવટની તેઓની વસ્તુઓ ખૂબ જ સારી અને ખૂબ જ ટકાઉ હોય છે મજબૂત હોય છે માર્કેટમાં અને ઓનલાઈન પણ તેનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે લોકો આજે પોતાનાં ઘર સજાવટમાં પણ એવી વસ્તુઓ ખાસ પસંદ કરી રહ્યા છે જે બધાથી ડિફરન્ટ બધાથી યુનિક લાગે તેના માટે મોટા મોટા બંગલાઓમાં જુઓ પાકા ઘરોમાં જુઓ તો આજે એવી હાથ બનાવટની જે વસ્તુઓ છે તેને સુશોભન માટે લોકો વાપરી રહ્યાં છે આદિવાસીઓમાં તેઓ જે જંગલોમાં કે ખુલ્લાં રહેઠાણોમાં ઝૂંપડીઓમાં એ લોકો રહેતા હોય છે ત્યાં ખરેખર તેઓ લોકોની ઝૂંપડીઓની જે દીવાલ હોય છે તે કાચી માટીની હોય છે પરંતુ તેમાં એક સુંદર દૃશ્ય એ હોય છે કે તેઓ પોતાના હાથથી પોતાની ચિત્ર કલાનું પ્રદર્શન કરતાં હોય છે આદિવાસીઓ એટલા ભણેલા નથી હોતા શિક્ષિત નથી હોતા પરંતુ તેઓમાં જે કલા વિકસી છે તે ખરેખર સેલ્યુટ છે તેઓની કલાને ખરેખર જો હજી વધુ પ્રોત્સાહન આપવામાં આવે તો ખેરખર ગવર્મેન્ટ એટલે કે સરકારી લેવલની તેઓની કલા પહોંચી શકે તેઓ ભણેલા નથી હોતા પરિવાર પણ તેઓનો ઓછો હોય છે તેઓ ખૂબ મહેનત કરે છે અને હાથ બનાવટની જે વસ્તુઓ છે તેમાં ખરેખર પોતાની મહેનત પણ વધુ લાગે છે અને તેઓમાં અંદરથી પ્રવૃત્તિ કરવાની જે જાગે છે તમન્ના તેઓની હાથ બનાવટ માટેની વસ્તુઓ કરવાની જે તમન્ના જાગે છે તે ખરેખર ગજબની હોય છે અને તેઓ જે પોતાની બનાવટો બનાવે છે તેને ખરેખર જોઈને આશ્ચર્ય થકી ચકિત થઈ જવાય છે અને આદિવાસીઓને ઝૂંપડીની મેં રૂબરૂ મુલાકાત કરી છે અને ત્યાં જોયું છે કે તે લોકોની કાચી માટીને શું સુશોભન કર્યું છે ચિત્રકલાથી અને તેઓએ હાથ વણાટની વસ્તુઓથી જે વસ્તુઓ બનાવી છે ખરેખર ખૂબ જ સુંદર અને આબેહૂબ ચિત્રનું સર્જન કરનાર હોય તો તે છે આદિવાસી